એક તો સૌ પ્રથમ આપણે સવારમાં વહેલાં ઉઠી જવું જોઈએ અને આપણે સવારમાં થોડુંક ચાલવું એટલે થોડુંક દોડવા જવું જોઈએ જેનાથી આપણું શરીર અને સ્વાસ્થ્ય ઘણું સારું રહે છે દોડવાથી તમને હૃદયના રોગો થતા નથી દોડવાથી તમારું શરીર વધતું નથી દોડવાથી તમને પેટના દુખાવા થતા નથી દોડવાથી તમે પાચનશક્તિ સારી બને છે દોડવાથી તમને ભૂખ લાગે છે દોડવાથી તમે તંદુરસ્ત રહો છો દોડવાથી તમે નિરોગી રહો છો જેનાથી તમને કોઈ રોગ થતો નથી જેના કારણે તમારું શરીર સારું અને મજબૂત બાંધાનું રહે છે દોડવાથી તમને ભૂખ સારી લાગે છે અને તે જમવાથી તમારું પણ પાચન પણ સારું થાય છે દોડતી વખતે તમારે સવારે વહેલાં ખાસ દોડવા માટે જવું જોઈએ સવારે વહેલાં ઊઠીને દોડવાથી શરીરનાં બધાએ અવયવો કામ કરવા લાગે છે જેનાથી તમારું વજન પણ વધતું નથી અને તેની સામે તમે શ્વસન પણ સારી રીતે કરી શકો છો અને ફેફસામાં તમારા લોહીનું વહન પણ સારી રીતે થાય છે જેનાથી તમને કોઈ રોગ રહેતા નથી અને જેના કારણે દોડવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે આપણું મન એકત્રિત થાય છે દોડવાથી આપણું માનસિક સંતુલન સારું રહે છે દોડવાથી તમને કોઈ ટેન્શનમાંથી મુક્તિ મળે છે દોડવાથી તમને ઘણા બધા અનેક સારા ફાયદા થાય છે દોડવાથી જો તમે સવારમાં વહેલાં ઊઠીને દોડવા જાઓ તો તમને સારી તંદુરસ્ત અને તાજગી મળે છે જેનાથી તમારો આખો દિવસ સારો જાય છે જેનાથી તમને પેટના દુખાવા થતા નથી જે અને પેટના દુખાવા થતા નથી તેનાં કારણે બીજી પણ અનેક સમસ્યાઓ થતી નથી તેથી દોડવાના ઘણા બધા ફાયદા છે અને આ જગતમાં કેટલાક દોડવામાં ઊંચી શૈલીઓ પ્રાપ્ત કરી છે તેમને એવોર્ડ પણ મળેલા છે